ના ના એવો કોઈ ડર નથી લાગ્યો ઊંચાઈથી મને આજ સુધી બટ હા જ્યારે હું કોઈ ઊંચી બિલ્ડિંગ ઉપર હોઉ જ્યાંથી મતલબ બહુ જ નીચે આમ નજારો આવતો હોય અને ત્યાંથી મતલબ ક્યારેક મને ક્યારેક ક્યારેક થોડી બીક લાગે બટ એવું કંઇ નહીં કે આમ ફોબિયા હોય અને હા મેં એક વાર એક બે વાર મેં ટ્રેકિંગ ઉપર હું ગયો છું અને ત્યાં મતલબ એક્સપીરીઅન્સ બહુ અનુભવ બહુ સારો હતો મારો ત્યાં મને કંઇ એવો ડર નહોતો લાગ્યો બટ જ્યારે હું ટ્રેકિંગ પતાવીને મારાં કેમ્પ ઉપર પહોંચ્યો હતો ત્યારે મતલબ મને ચક્કર આવ્યાં હતાં અને મને મારાં જીવનમાં આજ સુધી ચક્કર નહોતાં આવ્યાં સો મને પહેલી વાર મારાં જીવનમાં ચક્કર આવ્યાં અને એ એટલા માટે બીકોઝ મને હું ડિહાઈડ્રેટ થઈ ગયો હતો સો તમે જ્યારે ટ્રેકિંગ કરતાં હો ત્યારે તમારે કન્ટીન્યુસલી તમારે પાણી પીવું પડે તમારે હાઇડ્રેટેડ રહેવું પડે સો એના લીધે મતલબ મને ચક્કર આવ્યાં હતાં સો મને ખાલી એક વિચાર આવ્યો હતો કે અગર આ ચક્કર જો મને ટ્રેકિંગ જ્યારે હું કરતો હતોને ત્યારે મને આવ્યાં હોત તો કદાચ સ્થિતિ વધારે ખરાબ થઈ હોત બીકોઝ ત્યારે ટ્રેકિંગમાં કેવું હોય કે રસ્તા બહુ નાના બી હોય વચ્ચે વચ્ચે અમુક જગ્યાએ સો તમે અગર થોડાં બી તમે મિસબેલેન્સ થાઓ તમે સીધા નીચે પડો સો વસ્તુ એ હતી બટ હા અનુભવ બહુ સારો હતો મારો એમ